હલો મારી ગાડી ખોવાઈ ગઈ છે ભાઈ સાહેબ અમે અમે અમદાવાદ રહીએ છીએ અને અમારી ગાડીનો નંબર છે એઇટ નાઇન એટ નાઇન અને અમારી ગાડી ચોરી થઈ ગઈ છે તમે અમે ખાલી સાઇડમાં રાખેલી હતી અમે મેડિકલમાં દવા લેવા ગયા ત્યાં અમારી ગાડી ચોરાઇ ગઈ હવે એ તો ધ્યાન ના હોય ને ભાઈસાહેબ અત્યારે કેટલું ટેન્શન છે અમારે અહીંયા દવા જરૂરી હતી એટલે અમે મૂકીને ચાલ્યા આવ્યાં પેમેન્ટ કેટલું કરવાનું આટલું બધું પેમેન્ટ કાંઇક તો વ્યાજબી રાખો પણ મારી મારી ગાડી ચોરાઇ ગઈ છે તો લોકેશન તમને ગોતી લો તો દસ હજાર એની પાસે લેવાના હોય ને જેણે મારી ગાડી ચોરી મારી ગાડીના પૈસા તો એણે જ દેવાના જેણે ચોરી હોય હું શું કામ દઉં

એમ નહીં એમ નહીં મારી વાત સાંભળો ચોર તો અત્યારે ઘણા બધા હોય છે હું મેડિકલમાં દવા લેવા ગઈ ત્યાં મારી ગાડી ચોરાઈ ગઈ હવે નો પાર્કિંગમાં હતું કે નહીં અહીંયા હું ગમે ત્યાં જોઉં છું તો એક બોર્ડ છે હવે બોર્ડમાં શું લખ્યું છે એ આછું થઈ ગયું છે ખબર નથી તો શું ખબર કે એ નો નો પાર્કિંગમાં ન હોય અને મારી ગાડી ચોરાઇ ગઈ હોય